હલો હા હા બોલો હેલો હા જિમમાંથી બોલું છું માંથી એ તો સર તમારે એતો પેકેજ આવે છે સિક્સ મંથ્સનું આવે છે વન યરનું આવે છે તમારે કેટલાં ચાર ટાઈપના અલગ અલગ શું કહો છો વન મંથનું ના વન મંથનું તો અવેલેબલ નથી સર સિક્સ મંથ્સ અને મિનિમમ સિક્સ મંથ્સનું પેકેજ અવેલેબલ છે સર એ તો તમારે શેના માટે એક્સરસાઈઝ કરવી છે એના ઉપર છે તમારે ધારો કે બાયસેપ્સ માટે કરવી છે કાં તો વેટ લોસ માટે ઓકે તો એમાં તો બધા તમે એકવાર તમે આવીને તમે જોઈ જાવ તો બધા ઘણા બધા ઈક્વિપમેંટ્સ અમારી જોડે અવેલેબલ છે ના એ પેકેજમાં અવેલેબલ નહીં હોય પણ તમે અમે સજેસ્ટ અમે તમને કરી શકીશું કે આ આ પેકેજ અવેલેબલ છે પેકેજમાં આ આ ન્યુટ્રીશન્સ લેવાય વેટ લોસ માટે શું કરાય અને આખું તમને ટાઈમ ટેબલ આપીશું એમાં આખું આખું ટાઈમ ટેબલ આપીશું તમને એનું હમ એટલે વીકમાં કેવું કે વીકમાં સિક્સ ડેય આવવાનું હોય પણ સન્ડે તો અમે ઓફ રાખીએ છીએ બાકી તો ચાલુ હોય સીક્સ ડેસ હ સવારે સિક્સ ઓક્લોકે ખુલી જાય છે અને સાંજે મોડામાં મોડો ટેન ઓક્લોક સુધી હોય છે રાતે હ ને ઓકે